અમે એક વાર અમારા મિત્રો સાથે શિમલા મનાલીની ટુર ઉપર ગયાં હતાં ત્યાં મનાલી બાજુમાં એક ગામ હતું ધ બીલીબોરા નામનું ગામ હતું ત્યાં અમારે અચાનક જવાનું થયું તે ગામ ખૂબ જ પહાડી વિસ્તારમાં ગામ હતું ત્યાં કોઈપણ જાતની ખાવાની હોટૅલની કે રહેવા માટેની કોઈ સુવિધાઓ ન હતી તે અત્યાર સુધીનાં મારા પ્રવાસ મેં ઘણાં બધા પ્રવાસો કરેલા છે પરંતુ આ પ્રવાસનો એક આ અનઅપેક્ષિત અનઅપેક્ષિત કિસ્સો હતો જે મને ખૂબ જ ગમ્યો ન હતો પરંતુ ત્યાં જવું પણ જરૂરી હતું ત્યાં જઇને અમને ખ્યાલ આવ્યો કે જો અમે આવી મુશ્કેલીઓનો કરી રહ્યાં હોય તો અહીંયા જે સ્થાનિક લોકો રહેતાં હોય એ એ લોકો કેવી મુશ્કેલીઓ વેઠતાં હશે તેથી કરીને સરકારને જાગૃત થઇને આવા વિસ્તારોમાં વીજળી ઘર તેમજ હોટૅલોની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ જેથી કરીને સ્થાનિક લોકોને અને પ્રવાસે આવતા પ્રવાસીઓની પણ મુશ્કેલીઓનો મુશ્કેલીઓ દૂર થાય